હું તમને મારી મુસાફરી માટે તમને જણાવું છું મારી મુસાફરી શેમાં કરવી ગમે કયા વાહનમાં કરવી પડે કરવી ગમે કયું વાહન વધારે ગમે છે કયું મુસાફરી કયું આરામદાયક છે શેમાં આ તમને અનુકૂળ આવે છે એ તમે મારા દૃષ્ટિકોણ તમને જણાવું છું પહેલી તો મને મુસાફરી કરવી ગમે આ ટ્રેનમાં ટ્રેનમાં હું જ્યારે હું નાનો હતો ત્યારે મારા બાપુજી એમને રેલવે નોકરી હતી રેલવેમાં નોકરી કરતા તે તેમની ભેગો હું અમુક બહારગામ એની નોકરી કરવા જતાને એની ભેગો હું જતો ત્યારે એમને મને પ્રવાસ કરાવતા એમને મને ઘણાબધા ગામડાઓ દેખાડ્યા છે કે ધાર્મિક સ્થળો દેખાડ્યા છે સોમનાથ છે જુનાગઢ છે દ્વારિકા છે કે બોમ્બે છે એવા ઘણા મુસાફર ત્યારે નાના નાના અમે હતા એટલી બધી ગતાગમ અમને નહોતી ખબર પડતી પણ છતાં અમને ફેરવ્યા છે મારા બાપુજીએ રેલવેમાં ટ્રેનમાં કારણ કે અમને રેલવેનો પાસ મળતો જે આખું પરિવાર એમાંય મુસાફરી ફ્રી ઓફમાં કરી શકી એ એ સારામાં સારી મુસાફરી કરવી હોય આરામદાયક તો ટ્રેનની મુસાફરી છે બરોબર છે એ મુસાફરી અમને બહુ યાદ રહી છે મારા બાપુજીએ અમને ફેરવ્યા છે ટ્રેનમાં કે કે આરામથી સૂઈ શકી આરામથી આ વોશરૂમ જવું હોય કે આરામથી આ ડબામાંથી પેલા ડબામાં જાવું હોય તો ટ્રેનની મુસાફરી એક નંબર પણ મને બધાય કરતાં બેસ્ટ મુસાફરી ગમે છે બાઇકની બાઇક સવાર જે હું પોતે ચલાવીને જઈ શકું મે મારી બાઇક ઉપર ઘણાબધા ગામ ઘણાબધા અમા ધાર્મિકસ્થળો સ્થળોની મુલાકાત કરી છે સ્થળોની મુલાકાત કરી છે નવું નવું જોયું છે બાઇક ઉપર ક કે ગમે ત્યાં જગ્યાએ મેં બાઇક ઊભી રાખીને ગમે તે જગ્યાએ ઊભા રહી અમે આરામ કરી શકી ગમે તે જગ્યાએ ગમે ત્યારે જઈ શકી ગમે ત્યારે ઉપડી શકી એટલે બાઇક વધારે પસંદ કર્યું છે મેં સૌથી પહેલાં તો ઓછામાં ઓછા મારા બાળકો નાના હતા બે બાળ બાળકો છે એક દીકરોને દીકરી એ ફર્સ્ટ ટાઈમ મુસાફરી અમે કરી હતી અમે કચ્છમાં જે કચ્છ આખું કચ્છમાં અમે ઓ ફર્યા હતા બે બાળકો અને મારી ઘરવાળી અને હું પોતે ચાર સવારીમાં બાઇક લઈને અમે ત્રણસોથી ચારસો કિલોમીટરની મુસાફરી કરી તી અમે કચ્છ આખું ફર્યા હતા અને ઓછામાં ઓછો ત્રણથી ચાર હજાર રૂપિયા ખર્ચ આવ્યો હતો અમે સવારે સાતમ આઠમમાં પહેલાં જ અમે ઘરેથી નીકળી ગયા હતા બાઇકની મુસાફરી પચાસથી સાઠ કિલોમીટર ગાડી ચલાવી આરામથી એક ઠેકાણે ઊભી રાખીને ચા પાણી નાસ્તો કરી કરીને ઉપાડી હતી અમે ગાડીને અમે કચ્છમાં જવા માટે પછી પચાસ કિલોમીટર ગાડી એ અમે ઊભી રાખી દઈ એ અમને મુસાફરી બાઇકની મને અને મારી ઘરવાળીને બંનેને એ બાઇકની સવારી વધારે મુસાફરી કરવા માટે આરામદાયક ગમી ગમી છે પણ હવે એવું છેકે બાઇક કે બધે ગમે ત્યાં પુગી શકે ટ્રેન ટ્રેનનું કામ શું છે રેલવે ટેશન લગી પછી રેલવે સ્ટેશનેથી બીજી બાઇક આપણે વાહન બાંધીને આપણે જે બીજે જવું હોય તેમાં એટલો હું વધારે પડતો બાઇકને મહત્ત્વ આપું છું અથવા ટ્રેનમાં જાવ બસમાં જાવ તો બસ સ્ટેશનેથી બસ લગી બસ સ્ટેન લગી ઊ ઊભી રાખે બસ આપણે જે જગ્યાએ જવું હોય ત્યાં તો જઈ શકી નહીં ત્યાંથી બીજું વાહન બાંધવું પડે એટલે હેરાન થઈ એટલે હું વધારે પૂરતો બાઇકને જ મહત્ત્વ આપું છું એટલે બાઇકમાં એટલા માટે હું વધારે જવાનું પસંદ કરું છું કે બાઇક ઉપર જવું જાઓ એટલે તમને નવું નવી જગ્યા જોવા મળે અને જે જગ્યાએ મોટું વાહન નો જતું હોય એ જગ્યાએ બાઇક તમારી જ જ બાઇકમાં મુસાફરી કરી શકો અમુક શેરી ગલીમાં કોઈની ઘરે જવું હોય તમને એની જગ્યાએ પહોંચાડે છે જે જગ્યા સરનામે જવું હોય એ સરનામે પહોંચાડે અથવા કોઈપણ દેવ દેવી દેવ દર્શન કરવા ની જાવું તો એની મંદિરની આજુબાજુમાં પણ પહોંચાડી શકે તમને બરોબર છે અટલે અટલે શું કામ મુસાફરી એ કરવી મહત્ત્વની છે કે તમે કોઈપણ ઠેકાણે જાઓ ફરો તો તમને નવું શીખવા મળે જે ફરે તે ચરે ચરે તે ફરે અટલે તમને શીખવા મળે તમને નવા નવા માણસોની એને અનુભવ કરી શકો પછી એ ત્યાંની બોલી ચાલી એની શું છે તમને જાણી શકો મુસાફરી કરવાથી પછી તમને ત્યાંની રહેણી કહેણી નવું નવું જ ખાવા પીવાની વ્યવસ્થાઓ શું છે એ તમે જાણી શકો ગમે ત્યાં કાંઈપણ કામ હોય તો બાઇકની મુસાફરી કરીને તમે આ જગ્યાથી પેલી જગ્યાએ જઈ શકો એવું તમને કાંઈ વાહન આવડતું હોય મુસાફરી સીધી બીજા માથે માથે નાખો જે કે બસની માથે મદાર રાખો કે ટ્રેનની ટ્રેનની મુસાફરી કરવી હોય પણ ટ્રેનના ટાઈમે તમારે જવું પડે એટલે મારો આ બાઇક સવારનું મુસાફરી મને મારા માટે બેસ્ટ છે